હાજી બોલો

હા બરોબર હમ્મ કેવા પ્રોબ્લમ છે ના પાણીની લાઈન બધે ફિટ કરાવવા આપેલી છે થોડાક સમયમાં જ માલ આવી જશે અને પાણીની પાઈપને બધું ફિટ થઈ જશે એના લીધે તમારા ઘર સુધી પાણી પહોંચી જશે હા એક ફ્લેટમાં એમાં એવું છે કે આપણે અહીંયા જીઈબી છે એમાં એક ફોલ્ટ આવેલો હતો એના લીધે સ્ટ્રીટ લાઈટ નહોતી થતી તો હવે આપણે એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે સોલાર પેનલ યુઝ યુઝ કરવાનો વિચાર છે તો તે સોલાર પેનલ માટે અમે અરજી મુકેલી છે જેવી અરજી અમને મળી જાય એવા અમે સ્ટ્રીટ લાઈટનું કરાવી દઈશું એટલે આપણે ઈલેક્ટ્રીસિટીનો પ્રોબ્લેમ ના આવે હા હા ચોક્કસ ચોક્કસ થઈ જશે એનું પણ થયેલું જ છે મને પણ ખબર છે કે એની અગવડતા પડે છે એ પણ થઈ જશે હા એ થઈ જશે એ થઈ જશે હા હા ના ના ચોક્કસ ચોક્કસ થઈ જશે હા ના ના થઈ જશે વિઘીન વન મન્થમાં થઈ જશે તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે હા થઈ જશે થઈ જશે